ચિત્રકામમાં તો હું બહુ શીખ્યો નહીં અને મને બહુ રસ બી નહોતો જ્યારે બી મને ચિત્રનો પરીક્ષા લેતાં હતાં ત્યારે હું મારાં કાકી તેમની જોડે દોરાવી લેતો હતો અને કોમ્પિટિશનમાં ભાગ લેતો હતો અને ભગવાનની એટલી કૃપા મારા પર છે કે જ્યારે બી ચિત્રની સ્પર્ધા હોય તો મારો જ નંબર આવતો હતો ગજબની વાત તો એ છે કે મને કશું જ ચિત્રમાં આવડતું ન હતું તેમ છતાં બી મારો પ્રથમ નંબર કાં તો બીજો નંબર આવી જ જતો હતો ચિત્રમાં અમને સર એવી રીતે શીખવાડતા હતા કે સામાન્ય સામાન્ય માણસ જેને આવડતું બી ન હોય ને તેને બી આવડી જાય એવી રીતે ચિત્ર દોરતા હતા અને ચિત્ર દોરવતા હતા અને અમને એવા પરીક્ષા લેતા હતા કે ચિત્ર એકવાર દોરી દે એનો ફોટો આપે એ ફોટો અમને ઘર જઈને દોરવાનો રંગ પૂરવાનાં પછી તેના પર વિસ્તૃત બોલવાનું એટલે મને તો બોલતા તો આવડતું હતું પણ દોરતા નહોતું આવડતું એટલે મારાં કાકી મને દોરી આપે અને હું અડધો કલાકમાં તૈયારી કરી દઉં પછી તો હું રાજા જ છું કેમ કે મને બોલતા આવડે ચિત્રને જોઈને હું બધું જ બોલી શકું છું